ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે હાલ ઘણી બધી નવીનતા જોવા મળી રહી છે નવી શિક્ષણનીતિ અંતર્ગત વિશ્વના અભ્યાસ સાથે વહેંચાઈ તાલીમના અનુભવો આપવામાં આવે છે શાળાઓ ભૌતિક સુવિધાઓથી સજ્જ બની રહી છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અથવા અંતર્જ્ઞાન શાળાઓમાં સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવે છે સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત શાળાઓને શૈક્ષણિક સ્તર સુધારવા સુધર સુધારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને લોન પણ મળી રહે છે કમાન એન કંટ્રોલ સેન્ટર દ્વારા શાળાઓનું મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે